હલઉ હા આપણે શોરૂમમાંથી બોલો છો બજાજ આપણે બાઈક લેવી હતી સીટી હન્ડ્રેડ બજાજની ના ન્યુ ન્યુ જ લેવી છે શું સ્કીમ ચાલું છે સીટી હન્ડ્રેડમાં હા લોન ભરાવવી છે ના બજાજનું કાર્ડ નથી ના લોન છે જ નહીં ફસ્ટ ટાઇમ છે કૅશમાં કેટલે સુધી પડે છે હા હમ હમ

બજાજમાં બીજી કોઈ સ્પોર્ટ બાઇક છે અવેલેબલ પલ્સર

ને પ્લેટિના બજાજની

હા તો આપણે પ્લેટિના જ લેવી છે હા તેનું ક્વોટેસન કાઢી આપજો ને મુન્દ્રામાં કઈ જગ્યાએ છે

ઓકે તો કેટલા વાગ્યા સુધી ખૂલ્લું હોય છે શોરૂમ

સીટી હન્ડ્રેડ છે આગળનું ટાયર નથી હા બજાજની સીટી હન્ડ્રેડ છે મારી પાસે સેકન્ડ હેન્ડ આગળનું પેલું ટાયર નથી જુઓ આજે ખોલીને જ રાખ્યું છે સામે હા ગાડી ચાલું જ છે આમ શું ફેન ના ના ખાલી ટાયર નથી ખરાબ થઇ ગઈ છે ટાયર એટલે

મોડલ બે હજાર બાવીસનું છે હા અને આ મારી સીટી હન્ડ્રેડ બાઈક જમા કરી મને પ્લેટિના લેવી છે તો કાલે હું બાઈક લઈને આવું છું શોરુમે

ઓકે ત્રણ વસ્તુ

ઠીક છે કાલે આવું છું શોરુમે જોઈ લઉં બીજી

ઠીક છે કાલે હું આવું જોઈ લઈએ ઠીક છે ઓકે કાલે આવીએ મારા ફ્રેન્ડની એક એકટીવા છે એ જમા કરાવવી છે બજાજની સીટી હન્ડ્રેડ છે મારી પાસે એનું ટાયર નથી આગળનું એક ઠીક છે કાલે હું આગિયાર વાગે આવું છું